હલો તમે શું નગર પાલિકામાંથી બોલી રહ્યા છો ઓકે મારે તમારી પાસે થોડીક જાણકારી લેવાની હતી મારે અત્યારે જે અમારા પાણીના બિલનું જે છે એનું મારે ટ્રાન્સફર કરાવવાનું છે અત્યારે મારા સાસુના નામનું છે તો મારે મારા નામનું કરાવું હોય તો એના માટે શું પ્રોસેસ થઈ શકે છે ઓકે તો હું જેટલા તમે ડોક્યુમેંટ કહો છો એ બધા આપી જાવ તો મારા નામનું થઈ શકશે ને પછી મારે મારા નામનું થઈ ગયા પછી કેટલા ટાઈમમાં પાણીનું કનેક્શન આવી જશે અથવા જેટલું બને એટલું જલ્દી પાણીની લાઈન તમે આપી શકો તો એ મારા માટે સરળ રહેશે અમારી બાજુમાં એક દીદી છે એમને પણ આવી જ રીતે લાઈન ચેન્જ કરવાની છે અને નામ પણ બદલાવાનું છે તો એના માટે તમે મને થોડીક જાણકારી આપી શકશો કારણ કે એ પોતે એકલા રહે છે અને તે ત્યાં આવી શકે એમ નથી અને ફોનમાં પણ વાત કરી શકે એમ નથી તો હું એના બીહાફમાં તમારી પાસે જાણકારી લેવા માંગુ છું કે એને પણ આવું હોય તો શું શું ડોકયુમેંટની જરૂર પડે અથવા કેવી રીતના તમારી આગળની કાર્યવાહી છે એના વિશે મારે થોડીક માહિતી જોઈતી તમારી પાસેથી ઓકે બરાબર છે તો હવે પછી તમે મને કીધું એમ લાઇટબિલની ઝેરોક્ષ જોશે આધારકાર્ડ જોશે અને બીજા બધા જે તમે પણ જે કંઈ ડોકયુમેંટ કીધા છે એ બધા તો હું લઈને આવી જઈશ પણ કેટલા સમયમાં મને આ કરી આપશો એ મારે જાણવું છે કારણકે પાણી વગર તો બધું કામ અટકી જાય છે ઘરનું જેમ બને એમ તમે મને પાણીની લાઈન વહેલી તકે આપી શકો તો મારા માટે ઘણો બધું સારું રહેશે અને બીજા લોકોને પણ હું આના વિશે જાણકારી આપી શકું એટલા માટે ઓકે તમારો ખૂબ ખૂબ આભાર હું બહુ જલ્દી જ થોડા સમયમાં તમારી પાસે બધા લઈને આવી જઈશ ડોકયુમેંટ અને તમે બની શકે તો મને વહેલી તકે કરી આપજો જેથી હું પણ બધાને કહી શકું કે નગરપાલિકા ના લોકો આપણને સારી રીતે જવાબ આપે છે અને આપણને આપડું કામ અટક્યાં વગર સારી રીતે સારો એવો તમારો અભિપ્રાય આપી શકીશ કે કઈ શકીશ કે ના અમને સારું એવું થોડાક સમયમાં પણ એ લોકો એ કરી આપ્યું છે તેના માટે આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે તો હું ટ્રાય કોશિસ કરું છું કે મારા બાજુવાળા દીદી છે એને પણ કહી શકું છું કે તમારે પણ થઈ જશે થોડાક જ સમયમાં તો તમે પણ આ પ્રોસેસ કરી શકો અને તમારું સારું એવું થોડાક સમયમાં કરી આપશે એવું એ લોકોની એ લોકો તરફથી સારો એવો મને મળ્યો છે રેસપોન્સ તો એવું કરી શકશો તમારો ખૂબ ખૂબ આભાર